હલો હા હું રિદ્ધિ મોચી વાત કરું છું સર હા હું તમારો મીસકોલ થયો હતો કંઈક ડોક્યુમેન્ટ માટે હા હા સર એ કામ એનાં ઉપર હાલ કામ ચાલું જ છે મેં કાલે જ પ્રતિકભાઈને કહ્યું હતું કે તે અંગેનું કામ જોઈ લે કે કેટલું બાકી છે અને કેટલું થઈ ગયું છે તેમણે મને લગભગ સાત એક દિવસમાં કામ પતી જશે તેવું કહ્યું હા હા સર તો કેટલો સમય છે હજુ હા તો સર અંદાજે કેટલો એવો સમય બાકી રહ્યો હશે હા તો સર હું પ્રતિકભાઈને કાલે જઉં તો વાત કરું કે થાય એટલું જલ્દી એ કામ પતાવી આપે અને એમનાથી બને મ થાય તો ઓફિસ ટાઇમ કરતાં પણ થોડો વધારે ટાઇમ ઓફિસમાં બેસી અને મને કામ પૂરું કરી આપે અને જાણ કરે એક કામ પણ ચાલું જ છે અને હાલ સર એનાં તો હાલ પેલા સી એ જે હતા એમનું નવું જ ઉદ્ઘાટન કર્યું છે ઓફીસનું તો એનો પણ આપણને થોડો ટાઈમ મળી રહેશે અને કદાચ બે દીવસ પછી જ એમને રાબેતા મુજબ ચાલું થવાનું છે એટલે એમાં પા આપણને બે ત્રણ દિવસ જેવો ટાઈમ છે હા હા સર હું કાલે જ આવીને પ્રતિકભાઈને પણ વાત કરી દઉં અને સીએને પણ એક વખત વાત કરીને તમને કહું છું કે કામ કેટલે પહોંચ્યું હા સર બે પહેલું તો ભરાઈ ગયું અને બીજા ફોર્મનું કામ ચાલું જ છે હા એ પીએફનું પણ મેં જોઈ લીધું હતું રકમો ને બધું મેળવી લીધું હતું એ પણ ટેક્ષ ભરાઈ ગયો છે અને બધા બેંક સ્ટેટમેન્ટ પણ થઈ ગયા છે એ હું તમને કાલે અ આખો રિપોર્ટ જે મેં કર્યો છે એ આખો ડેટા બનાવીને મોકલું છું તમે કાલે આવો તો હું તમને બતાવી દઈશ હા હા થાય તો હું તમને આજે જ કરી આપું હા હા સર થાય તો હું જલ્દી કરીશ કે થઈ જ જાય હાલના હાલ જ

એ હાહા